અંતિમ ક્રિયાને લગતી પદ્ધતિઓની વાત કરીએ તો અમારાં ગામમાં જ નહીં પણ લગભગ દરેક જગ્યાએ અલગ અલગ ધર્મમાં અલગ અલગ પદ્ધતિઓ હોય છે અમારાં ગામની વાત કરીએ તો અમારાં ગામમાં બે જ પ્રકારની વસ્તીઓ છે એક હિન્દુ અને એક મુસલમાન તો હવે એ હિન્દુ ધર્મમાં જે અંતિમ ક્રિયાને લગતી પદ્ધતિઓની વાત કરીએ તો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એનો અંતિમ સંસ્કાર કરવામાં આવે એના દેહને નાશ કરવામાં આવે છે તો એમાં હિન્દુઓમાં અલગ પદ્ધતિ હોય છે અને મુસલમાનોમાં અલગ પદ્ધતિ હોય છે હિન્દુ હિન્દુ ધર્મમાં જે પદ્ધતિ છે એની વાત કરું તો સૌપ્રથમ તો મૃત્યુ પામ્યાં બાદ એને માણસને નવડાવી ત્યારબાદ એને જે પણ ક્રિયા બધી બ્રાહ્મણોને બોલાવીને જે પણ ક્રિયા એની કરવાની હોય એ રીતે એને નનામી પર સુવડાવામાં આવે છે ત્યારબાદ સગા વ્હાલા બધાં આવે છે એના અંતિમ દર્શન કરવા માટે બધાં ભેગાં થાય છે ત્યારબાદ એને નનામીથી ચાર લોકો પોતાના કાંધા પર ઉંચકીને એ સ્મશાન ભૂમિ સુધી લઈ જાય છે અને ત્યાં લાકડાઓમાં ઘી નાખી ઘી હોમી અને જે પણ આખી વિધિ જે છે એના પુત્રો તેમજ એના સગા વ્હાલા ભેગા મળીને ત્યાં અંતિમ વિધિ થાય છે બ્રાહ્મણો દ્વારા શ્લોક ઉચ્ચારીને જે એને એના આત્માને શાંતિ મળે એનો આત્મા એ સદગતિ જાય એના માટે એવું હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે અને એ રીતેની દરેક ક્રિયાઓ કર્યાં બાદ એના દેહને અગ્નિદાહ આપવામાં આવે છે અને ત્યારબાદ બધા ભેગા મળી અને જે અગ્નિદાહ આપ્યા બાદ બધા છૂટા પડે છે અને બારમુ એટલે કે બાર દિવસ પછી એનું બારમુ તરીકે એ કરવામાં આવે છે બારમુમાં બધાં ભેગાં મળીને એની અંતિમ ક્રિયા કર્યાં બાદ જે બાર દિવસ પછી પણ બ્રાહ્મણોને બોલાવીને એને જમાડવામાં આવે છે ગામનાં લોકોને પણ જમાડવામાં આવે છે જેથી જે માણસ મૃત્યુ પામ્યો છે એની આત્માને શાંતિ મળે પિતૃ એક રિવાજ એ ઘણાં વર્ષોથી હિન્દુ ધર્મમાં આવ્યો છે એવી રીતે બારમુ પછી અઢારમુ હોય અઢારમાં દિવસે પણ એ જ રીતે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે ને લોકોને ગામનાં લોકોને પણ લાડવા બનાવીને એનું ભોજન કરાવવામાં આવે છે જેથી જે મૃત્યુ પામ્યો વ્યક્તિ છે એના જીવનમાં એનું જીવન જે છે મૃત્યુ બાદ એ સદગતિએ જાય એવું માનવામાં આવે છે ત્યારબાદ એક વર્ષ પૂરું થતાં એની વરસી પણ ઉજવવામાં આવે છે આ રીતે આખી પદ્ધતિ એ હિન્દુઓમાં આપણને જોવા મળતી હોય છે હવે મુસલમાન ધર્મની વાત કરીએ તો મુસલમાન ધર્મમાં માણસ જ્યારે મૃત્યુ પામે છે અમારાં ગામમાં મેં જોયું છે તો એ જે હિન્દુઓમાં જેમ સ્મશાન ભૂમિ કહેવાય કે જેમાં બાળવા માટે જાય છે એવી રીતે મુસલમાનોમાં કબ્રસ્તાન કહેવાય કબ્રસ્તાનમાં માણસને દાટી દેવામાં આવે એટલે ખાડો ખોદી અમુક ઊંડાઈનો ખાડો ખોદી એમાં માણસને જે મૃત્યુ પામેલો વ્યક્તિ હોય એની એમાં પણ કેટલીક વિધિઓ હોય એ વિધિ કર્યાં બાદ એ માણસને કાપડમાં વિંટાળી અને જમીનમાં દાટી દેવામાં આવે છે આ મુસલમાનોમાં આ પદ્ધતિ છે એવી દરેક ધર્મોમાં ક્રિશ્ચયનમાં આપણે જોઈએ તો એની અલગ હોય છે હું મારા ગામની વાત અહીંયા કરી છે તો હું મારાં ગામ પૂરતું જ રાખીશ ખ્રિસચન ધર્મની અમારાં ગામમાં વસ્તી બહુ ઓછી છે એક બે જણા માંડ હશે એ લોકો કબરમાં એટલે કે કાચ એટલે કે લાકડાંની પેટી જેવી બનાવે છે માણસનાં સાઈઝની અને એ કબરને શણગારી અને એની ઉપર ફૂલ અને જે બધો અમુક શણગારો હોય એ કરી અને માણસ એટલે મૃત્યુ પામ્યો મૃત્યુ પામ્યા બાદ એ માણસને પણ સરસ રીતે કપડાઓ પહેરાવી તૈયાર કરી એની જે મનગમતી વસ્તુઓ હોય એ બધી મૂકી અને ફૂલની હારમાળાને બધું કરીને એને માણસને કબરમાં મૂકી અને ત્યારબાદ એ કબર અમુક ફૂટનો ખાડો કરી એને દાટી દેવામાં આવે છે ત્યારબાદ ઉપર જે એ કબ્ર જ્યાં દાટી હોય ત્યાં સરસ મજાનું એક નાનું અમથું સ્થાપત્ય જેવું કરી એની ઉપર નામ પણ લખવામાં આવે છે તો આ દરેક ધર્મની વાત અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીત હોય છે એવી રીતે અમુક પારસી ધર્મ છે એવી અલગ અલગ અમુક ધર્મ છે એમાં કંઇક એવું હોય કે કૂવામાં કંઇક માણસને એવી રીતે લટકાવવામાં આવે છે એવું ક્યાંક સાંભળ્યું છે તો દરેક ધર્મોમાં તેમજ દરેક લોકો અલગ અલગ રીતે માણસનો અગ્નિ દેહનો સંસ્કાર એટલે કે અંતિમ વિધિ કરે છે